હા હા મને યાદ આવ્યું મેં વીમા કંપનીમાં કોલ તો કર્યો હતો એમાં થયું છે શું સર કે મારા જે દસ્તાવેજ હતાં ને એ બધાં ગુમ થઈ ગયાં છે અચ્છા મારું નામ મારું નામ મૌલિક ગુજારા અને હા હું ગાંધીનગર એરિયામાંથી છું અને વચ્ચે જ મેં દસ્તાવેજો વિષે પૂછપરછ કરી હતી તમે ભૂલી ગયા હતા એમ ના ના ના મેં દસ્તાવેજ માટે પૂછપરછ કરી હતી એમાં એવું હતું કે જે મેં દસ્તાવેજ મૂક્યા હતા એ બધાં ગાયબ થઈ ગયા છે દસ્તાવેજ તમે પૂછો છો એમ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે મારા સાત બારનો જમીનનો જે વીમો છે પછી જે સેર હોલ્ડરના જે સર્ટિફિકેટ છે એ બધું જે હતું એ બધું મેં આપ્યું હતું તમને પણ એ ગુમ થઈ ગયું છે તમે શોધી દેશો એમ તો કદાચ તમે ના શોધી શકો તો હું ફરીથી અપલોડ કરવા તૈયાર છું તો હું અપલોડ કરું તો કેવી રીતે ઓહો મેલ દ્વારા અપલોડ થઈ શકે છે હા હા તો વાંધો નથી હું મેલ દ્વારા તમને બધા જે સબ જે ગુમ થયા તા દસ્તાવેજ એ બધા હું સબમિટ કરી દઈશ ઓકે યોર્સ વેલકમ